હા જી બોલો જી જી હા હા મેડમ હા હા તમારો ફોન આવ્યો હતો એટલે શું પછી તમે આગળ કઈ વાત ન કરી એમાં શું જી મેડમ જોવો અત્યારે તો આ સમય પ્રમાણે તો અત્યારે સિમેન્ટનો ભાવ પણ બહુ વધી ગયો છે કપચી વધી ગઈ છે ડામરનો ભાવ અને ખાસ કરીને તમને વાત કરું ને તો મજૂર મજૂર છે ને એ ખૂબ જ અત્યારે ભાવ લેવા માંડ્યા છે પહેલાં તો મળતા જ નથી આપણે મજૂર ગોતવા માટે જ બહુ વાર લાગે છે અન તમે જે મને કીધું કે બે ટુ લેન આપણે બનાવવો છે સિકસ્ટી કિલોમીટર સુધી પણ તમે એક વાતની હું તમને ગેરેન્ટી આપું છું મેં જે બજેટ તમને આપ્યું છે ને એટલા લાખ રૂપિયાની અંદર તમને કોઈ એટલે કોઈ મારા જેવો રોળ ન બનાવી આપે

હા હમ નહીં નહીં નહીં તમે એમાં વિશ્વાસ પૂરેપૂરો વિશ્વાસ રાખો મેડમ તમારો રોળ ઉપર તમારું બિલકુલ એવું એકદમ તમે આમ જુઓ ને જોરદાર ક્યાંય ખાડા પડશે નહીં ગમે એવો વરસાદ આવે વાવાઝોડું આવે ગમે એવાં વજનદાર અથવા વાહનો નીકળશે ને તોય ખાડાનો તમારે કમ્પલેન નહીં રહે તમારા વખાણ થશે ઠેઠ ઉપર સુધી હું તમને ગેરન્ટી આપું છું એટલે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો તમે મને આ કોન્ટ્રાક્ટ તમારો

હા હા હા હા હા બરાબર છે તો ક્યારે તમને સમય હશે

હં હં હં હા જી જી જી અમે ગાંધીનગર હાઇવે પણ બનાવ્યો છે સારામાં સારા રસ્તાઓ બનાવ્યા સારા સારા બ્રિજ બનાવ્યા છે જી જી જી ઓકે ઓકે હા